હેલો હા દ્વારકાધીશ મંદિરમાંથી બોલો છો જય દ્વારકાધીશ હવે એચ્યુલી હું અહીંયા આવ્યો છું અને મારા મમ્મી પપ્પાએ મને એમ કીધું હતું કે જો દ્વારકાધીશ તમે જાઓ તો ખાસ કરીને ત્યાંના કોઈ જાણકાર માણસ પાસેથી ભગવાન કૃષ્ણની કોઈ એક સરસ મજાની વાર્તા સાંભળીને આવવાનું છે

બહુ સરસ લો આ વાર્તા સાંભળીને તો હું ધન્ય ધન્ય થઈ ગયો જય દ્વારકાધીશ